મોરબી જિલ્લામાં જાણીતી અને એકબીજાને કહેવામાં આવતી ઘણી બધી વાર્તાઓ છે દંતકથાઓ છે જેઓ કહેવા જઈએ તો ઘણી બધી અને મોરબી ભારત દેશના પશ્ચીમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યની અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આવેલું એક શહેર છે મોરબી જિલ્લામાં મહત્ત્વનું મોરબી તાલુકો આવેલો છે જેનું મુખ્ય મથક પણ મ મોરબી છે મોરબીની આજુબાજુમાં મોરબી છે જામનગર છે વાંકાનેર છે માળિયા છે ગાંધીનગર આવા રાજ્યો સાથે જોડાયેલું મોરબી મોરબી શહેરની વચ્ચેથી મચ્છું નદી વહે છે જેની અંદર નળીયા ટાઈલ્સ ચિનાઈ માટીનાં વાસણો દીવાલ ઘડિયાળ કાંટા ઘડિયાળ જેવા ઉદ્યોગો મોરબીમાં વિશ્વભરમાં પ્રખ્યાત છે એક સમયે શહેરની તથા ધરોહરની નમૂનેદાર બાંધણીને કારણે પેરીસ ઓફ ધ ઈસ્ટ તરીકે કંપાયેલું મોરબી નગર અગિયાર ઓગસ્ટ ઓગણીસોને ઇઠ્યોતેરના દિવસે ઉપા ઉપવાસમાં આવેલ મચ્છું બંધ પર પાળ તૂટવાના કારણે જળપ્રયોગ ભોગ બની ભારે તબાહી મચાવી હતી અને ઓગણીસોને ઇઠ્યોતેરના દિવસે ઉપ વાસમાં આવેલ મચ્છું બે ના પાળ તૂટવાના કારણે જળ ફર્યું હોવાથી તેની અંદર ઘણી બધી નુકસાનો પણ થઈ હતી માનહાની પણ થઈ અને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના જે ભુકંપ એ પણ મોરબીને જાન માલ અને નુકસાન પણ વેઠવું પડ્યું હતું અને ત્રીસ ઓક્ટોબર બે હજારમાં બાવીસના રોજ મોરબીનો ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં એકસોને એકતાલિસ લોકોનાં મૃત્યું થયાં હતાં મોરબીની અંદર શિક્ષણનું સ્તર જોવા જઈએ તો નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન શ્રીમતી આરવ પટેલ કોલેજ સ્થા સ્નાતક કોલેજ છે એન્જીનિયરીંગ કોલેજ છે એન દોશી હાઈસ્કૂલ છે વિશિ ટેકનીકલ હાઈસ્કૂલ છે સાર્થક વિદ્યામંદીર છે ગર્લ્સ હાઈસ્કૂલ છે વિવિધ અ વિ વિ આઈ એમ છે પી જી પટેલ કોમર્સ કોલેજ છે સ્વામિનારાયણ ગુરુકુલ છે આવી ઘણી બધી યુ એન મહેતા આર્ટ્સ કોલેજ છે ડી જે પટેલ કન્યા વિદ્યાલય છે સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળા છે શ્રીમતી શેઠ કોમર્સ કોલેજ નજરબાગમાં આવેલ આવી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ પણ એ જ્યાં કામ કરે છે અને મોરબી જિલ્લાનું મન મ ખૂબ જ રહેલું છે જેમ જેમ તેની અંદર જોવાલાયક સ્થળોની વાત કરીએ તો મયૂરપૂલ છે પાડાપૂલ છે પછી જુલતો પૂલ છે મણિ મંદિર છે છે ગ્રીન જોબ છે નહેરુ ગેટ છે ન્યુ પેલેસ છે મચ્છું માતાજીનું મંદિર છે રખવાડિયા મહાદેવનું મંદિર છે ખોખરા હનુમાનજીનું મંદિર છે શોભેશ્વર મહાદેવનું મંદિર છે ભીમનાથ મહાદેવનું મંદિર છે મોરબી રજવા અ રજવાડા તરીકે પહેલા ઓળખાતું હતું હાલેય પણ તેની અંદર એક મણિ મંદિર આવેલું છે જે ગુજરાતના તાજ મહેલ તરીકે ઓળખવામાં આવે છે જે વાઘજી ઠાકોર દ્બારા બનાવાયું હતું જેનું સ્થળ જેમ આપણે દિલ્લીની અંદર તાજ મહેલ છે તેવી રીતે ગુજરાતમાં પણ આ મણિ મંદિર છે જેમની પત્નીની યાદમાં તેમના પતિએ મણિ મંદિર બનાવ્યું હતું જેથી તે ગુજરાતના તાજ મહેલ તરીકે ઓળખવામાં આવે છે અને આવી તો ઘણી બધી રસપ્રદ વાર્તાઓ છે જે મોરબી જિલ્લામાં સમાવેશ છે